હું જીવન નિર્વાહ માટે હાલમાં બૅચલર ઑફ હોમિયોપેથી મૅડિકલ સાયન્સ એટલે બી એચ એમ એસ કરી રહ્યો છું જેમાં આપણે આસિસ્ટંટ ડૉકટર તરીકે મોટી હૉસ્પિટલમાં સેવા આપી શકીએ છીએ અને પ્રાઇમરી કેસીસ પ્રાયમરીસ ડીસીઝ જેવા રોગોનું નિદાન પણ કરી શકીએ છીએ અને પોતાનું કલિનિક પણ ખોલી શકીએ છીએ આ કારકિર્દી મારે મારું સપનું છે હું જયારે નાનો હતો ત્યારથી જ મારું સપનું હતું કે હું મોટો થઇને ડૉક્ટર બનીશ અને માતા પિતાનો પણ બહુ સપોર્ટ હતો તે પણ ઇચ્છતા હતા કે મારો પુત્ર ડૉક્ટર બને એના માટે હું અગિયાર બાર સાયન્સ કર્યા અને નીટની એક્ઝામ આપી નીટની એક્ઝામમાં મારો સારો સ્કોર મળ્યો મને સરળતાથી ગવર્મેન્ટ કોલેજમાં બી એચ એસમાં એડમિશન મળી ગયું ને હાલમાં હું બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છું અને આશા છે કે હું સારી રીતે અભ્યાસ કરીશ અને અભ્યાસ પછી ડીગ્રી લઈને હું ભારતમાં મારી સેવાઓ આપીશ અને લોકોનું સારું સ્વાસ્થ્ય થાય એવી કોશિશ કરીશ અને જેમ બને એમ લોકો ઓછા બીમાર થાય એવી મારી આશા છે અને લોકોને નવાં નવાં રોગોથી કેવી રીતે બચવું જોઈએ એની સલાહ આપીશ અને ભારતમાં આરોગ્યને સારું કરીશ એવી મારી આશા છે